હું વાત કરું છું જો મારા વિસ્તારમાં આવેલાં કલા અને કલા સ્વરૂપોની તો હું સૌથી પહેલાં નામ લઈશ બાંધણીનું સુરેન્દ્રનગરની પાસે વઢવાણમાં બાંધણીનું એક ખૂબ જ મોટું કેન્દ્ર આવેલું છે બાંધણી તે એક કાપડ છે જે ખૂબ જ જૂની કળાથી બનાવવામાં આવ્યું છે રંગાટી ભાતીગળ કામ છે જેને કહેવામાં આવે છે તેનાથી જેમાં એક કાપડને લેવામાં આવે છે અને તેની નાની નાની મતલબ કે ચપટી વાળીને તેના ઉપર દોરડો વીંટવામાં આવે છે સફેદ સુતરાઉ મસ્ત કાપડ હોય છે જેની અંદર આવી રીતે દોરી વીંટવામાં આવે છે આ કાપડને વિવિધ વિવિધ કલરની અંદર ડુબાડીને રાખવામાં આવે છે આ રંગોની અંદર ડુબાડયાં પછી એ કપડાને કાઢીને એને ખૂબ જ જોરથી ઝટકા મારીને સુકવવામાં આવે છે જેનાથી તેમાં વચ્ચે એક વર્તુળાકારમાં એક ભાતી ગડ પડી જાય છે કે જેને લોકો બાંધણી કહે છે બાંધણીનું કામ જે છે તે આજે પણ કોઈપણ જગ્યાએ મશીન દ્વારા થતું નથી તે આજે પણ ખાસ કરીને જે સ્ત્રીઓ છે તે લોકો આ કામ કરે છે સ્ત્રીઓને આવી રીતે બાંધણા બાંધવાની ટેવ હોય છે જે તે વિસ્તારમાં જે લોકો બાંધણીનો વેપાર કરતા હોય તે લોકો તે સ્ત્રીઓને બાંધણા બાંધવા આપી જાય છે અને તેને તેનું વ્યાજબી જે થતું હોય તે ભાવ તેને ચૂકવી દેવામાં આવે છે બાંધણી જે છે એ જામનગર ભાવનગર વઢવાણ અને સુરતની ખૂબ જ વખણાય છે મલમલ કરીને કાપડ આવે છે જેના ઉપર આ કામ કરવામાં આવે છે અને તેને ભાત ભાતની જે છે પેટન આપીને પછી તેને ઉપયોગ કરવામાં આવે છે બાંધણીનો ઉપયોગ ઘરચોળામાં અને ઓઢણામાં સૌથી વધારે કરવામાં આવે છે ઘરચોળું એક એવી વસ્તુ છે કે જેને ગુજરાતી સ્ત્રીઓ જે છે એ તેના લગ્ન વખતે પહેરે છે તો તમે સમજી શકો કે બાંધણીનુ મહત્ત્વ સમગ્ર ગુજરાત માટે શું હશે એની સાથે સાથે જ તે જમદાણી અને મલમલ આ બંને કાપડ ઉપર આ કામ કરવામાં આવે છે એવું કહેવાય છે કે જૂના જે પહેલાનાં લોકો હતા એ એ પાંદડા જે છે ને એની ઉપર ફૂલ પાંદડાની જે છાપ હોય ને એના દ્વારા આ કામ કરતા હતા તો હા સાથે સાથે બાંધણીનું જે આ કામ છે એ વિશ્વભરમાં મતલબ કે વિખ્યાત છે જામનગર અને સુરત જેવાં મોટા શહેરોમાંથી બાંધણીની નિકાસ કરવામાં આવે છે અને લોકોમાં બહારનાં લોકોમાં પણ તે ખૂબ લોકપ્રિય છે આની સાથે હું વાત કરું તો છે પટોળું પટોળું એક એવી સાડી મતલબ કે બનાવવાની પ્રક્રિયા છે કે જેની બંને બાજુ જે છે એ ભાત પડે છે પેટર્ન પડે છે આ પટોળાની કિંમત આશરે પાંચ હજારથી શરૂ કરીને પાંચ લાખ સુધીની પણ હોય છે તે એટલી કિંમતી અને એટલી ઝીણવટ ભરી રીતે બનાવેલ સાડી હોય છે લોકો પટોળા ખૂબ પસંદ કરે છે પટોળા ખાસ કરીને તો પાટણની દેન છે પાટણનાં પાટણથી જે પટોળું લેવામાં આવે ને એની કિંમત આખા દુનિયામાં મતલબ બોલાતી હોય છે પટોળું જે છે એની પણ ભાત જે છે એ એટલી મતલબ કે વિશિષ્ટ હોય છે એટલી વિશેષ પ્રકારની હોય છે કે તેવી તમને બીજે ભાગ્યે જ ક્યાંય જોવા મળે તો બાંધણી અને એની સાથે સાથે પટોળું આ બંને જે છે એ મારી દૃષ્ટિએ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી ખૂબ જ વિકસતા જે છે કલાનાં કેન્દ્ર છે કારણ કે આ બંને વસ્તુ એવી છે કે જેની આપણે ફેશન કહીએ તે ક્યારેય જવાની જ નથી તે આટલા વર્ષો જૂની છે અને આજ દિન સુધી લોકોમાં એટલી બધી લોકપ્રિય છે કે જેની કોઈ હદ નથી અને હજુ પણ આ વસ્તુ યુવાનોને પણ એટલી જ પ્રેરિત કરે છે કે હા આપણે આજે આપણી વારસો છે બંને પટોળા અને બાંધણીનો એને આપણે જાળવી રાખીએ તો હા આ ખૂબ જ સારો મતલબ કે વ્યવસાય છે કલાના બહુ જ સારા નમુના છે અને હા લોકોમાં આની ઘણી મતલબ પેલી રહેલી છે જ્યારે એની પણ એક ઋતુ હોય છે એમ કહેવાય છે કે અમુક ઋતુમાં જ્યારે એનો જે કલર છે એ ચડે તો વધારે સારું રહે છે તેને બનાવવાની પણ એક સમય હોય છે કે જ્યારે લગ્નનું ટાણું હોય આપણે આમ કહીએ તો ત્યારે આ વસ્તુ બહુ જ કામ આવે મતલબ જ્યારે ઘરચોળું બનતું હોય ત્યારે ઘણાં લોકો પોતાનું પોતાની રીતે જેને આપણે કહીએ છીએ કે સ્વ રચિત એ લોકો હવે આપણને ડિઝાઇન આપે અને કારીગર પછી આનાથી બનાવે છે તો હા બહુ જ સારી વાત છે આ